હલો નમસ્કાર મેમ તમે અથર્વના પેરેન્ટ્સ વાત કરો છો હું એની સ્કૂલથી ટીચર વાત કરું છું એના તમને ખ્યાલ જ હશે કે બે ત્રણ દિવસથી તમારા બાળકની તબિયત એટલી સારી નથી રહેતી તો આપણે બે ત્રણ દિવસથી અમે છેને એને સ્કૂલમાં પણ છે ને અમે એને એટલું બધું હોમવર્ક નથી કરાવતા કે પી ટીના પીરિયડમાં કે એવી રીતે પણ અમે એને નથી લઈ જતા વધારે પડતું એના પર પ્રેશર આવેને એવું કાંઈ અમે સ્કૂલમાંથી અમે કોઈ પણ જાતની ઍક્ટિવિટિ એના માટે નથી કરતા તો બે ત્રણ દિવસથી એની વોમિટિંગ આજ તો એને વોમિટિંગ પણ થઈ એટલે આજે અમે એને સ્કૂલમાં ઓ આર એસ પણ આપ્યું ગયા બે ત્રણ દિવસથી પણ અમે એને સ્કૂલમાં જે મેડિસિન અવેઈલેબલ હોય એ બધી મેડિસિન પ્રોવાઈડ કરીએ છીએ છતાં પણ એની તબિયતમાં કંઈ ઝાઝો સુધાર નથી થતો તો તમે એક કામ કરોને આવીને આજે એને લઈ જાઓ અને હમણાં જ્યાં સુધી એને બે ત્રણ દિવસ સાવ સરખું ન થઈ જાય ત્યાં સુધી તમે એને સ્કૂલ ન મોકલજો તમે ત્યારે એટલે હજુ તો સ્કૂલ છૂટી નથી ત્યાં સુધી તો અમે સ્કૂલે રાખીશું અમે એને તમારા ઘરે બીજું કોઈ એવું વ્યક્તિ નથી કે જે આવીને એને લઈ જાય બરાબર છે વાંધો નહીં અને એવું હોય તો મારા રેફરન્સમાં પણ બે ત્રણ ડૉક્ટર છે તમારે એવું હોય તો એમને બતાવી દેજો અમારે અહીંયા શું ઘણા બધા છોકરાઓની અમે છે ને ઇમરજન્સી હોયને છોકરાઓની તબિયત વધારે ખરાબ થઈ જાય અને પેરેન્ટ્સ છે એ પહોંચી શકે એમ ન હોય સ્કૂલે તો અમે ઘણી વાર અહીંયા ભચાઉની બે ત્રણ હોસ્પિટલ છે ત્યાં લઈ જઈએ છીએ તો તમારે જો એવું હોય અને એને બતાવવું હોય તો મને કે જો હું એનો રેફરન્સ નંબર પણ આપીશ તો તમારે એને છે ને વધારેમાં વધારે અત્યારે તો છોકરાઓને મેઈન પ્રોબ્લેમ એ જ હોય છે કે બહારનું ખાવાનું વધી ગયું છે પડીકા ખાવાનું છોકરાઓને બહું વધારે હોય છે તો એના કરતાં તમારે છે ને એને ઘરે બનાવી અને ઘરનું શુદ્ધ ભોજન જ આપવું જોઈએ જેમ કે ફ્રૂટ છે ફ્રૂટી છે ફ્રૂટ જ્યૂસ છે એ બધું વધારે માત્રામાં તમારે એને ખવડાવવું જોઈએ જેથી કરીને છે આ વારંવાર જે એની તબીયત ખરાબ થઈ જાય છે એ ન થાય આવી રીતે ચાલશે ચાલે તો પછી એક્ઝામ સમયે પણ એને ઘણી બધી તકલીફ રહેશે કારણ કે વધારે રજાઓને કારણે એને એક્ઝામમાં પણ ધ્યાન નહીં આપી શકાય એટલે અમે તો અહીંયા સમજાવીએ જ છીએ કે બહારનું ન ખાવું જોઈએ અને તમને ખબર જ છે કે અમારી સ્કૂલનો તો નિયમ જ છે કે લંચમાં પણ કોઈ બહારની વસ્તુ લઈને નહીં આવવાની ઘરની બનાવેલી જ વસ્તુ લઈને આવવાની અને અત્યારે અમે એને દવા દીધી છે તો તમારા બાજુવાળાને કહેજો કે આને તમે અમને કહેતા હોય તો અમે એને દવાખાને લઈ જઈએ તો વાંધો નહીં અમે અહીંયાથી એને હોસ્પિટલ લઈ જઈએ છીએ અને તમે તમારાં બાજુવાળાં બેનને કહો કે ત્યાં હોસ્પિટલ આવે અને ત્યાંથી તમારા છોકરાને લઈ જાય બરાબર હા વાંધો નહીં અમે હોસ્પિટલ થોડીક વાર બેસીશું તમે તમે ત્યારે એકાદ કલાક જેવું તમારે વહેલા મોડું થશે તો અમારે ચાલશે બરાબર એ હા ભલે વાંધો નહીં રાખું હો